હલ્લો હમ્મ હા જી હા હા મારી જોડે ત્રણેય છે હર મસાજના એમાં છે હર્બલ મસાજ આયુર્વેદિક મસાજ અને ચોકલેટીજ મજાજ તમે હર્બલ મસાજ કરશો તો તમારા માટે સારું રહેશે ને આયુર્વેદિક મસાજ બી કરશો એ પણ સારું છે અને ચોકલેટ લેશો એ પણ સારું પણ જ્યાદાતર વધારે બધા આયુર્વેદિક મસાજ કરાવે છે કેમ કે બોડી રિલેક્સ લે છે અને એને સારી રીતે મસાજ કરવામાં આવે છે અને અમે હર્બલમાં હર્બલમાં અલેગા અલગ અલગ ટાઈપનાં વસ્તુઓ એની અંદર ઉમેરવામાં આવે છે અને એનો અરે રેટ બી છે તમારો હર્બલ મસાજનો ત્રણ હજાર રેટ છે અને આયુર્વેદિક મસાજનો સાડા સાડા ત્રણ હજાર છે અને ચોક્લેટીજ મજાજ મસાજ ચાર હજાર છે એટલે તમને જે બી યોગ્ય લાગે એ તમે મસાજ મારી જોડે કરાવી શકો છો

હા શ્યોર તમને આપીશ અને તમારે પરમ દિવસે અપોઈમેંટ લેવી હોય તો તમારે મને ટાઈમ આપવો પડે અને કયા ટાઈમે તમારે કરાવવું છે એ પણ તમે મને કહી શકો છો હા શ્યોર મારું એડ્રેસ છે યુનિથીરિસ સોસાયટી વિશાલા સર્કલ ઓર હા ત્યાં મારું છે તો તમે આવી જજો અને શ્યો શ્યોર તમારું હેર કટિંગ બી હું કરી દઇશ ઓર તમારે જો બીજું બી તમારે કરાવવું સ કરાવવું પડશે એ પણ હું કરી લઇશ ઓકે સારું સારું હા પણ તમે બહુ ખુશ થઈ જશો એવું અમારું મસાજનું મેટેરિયલ છે ઓકે બાય